હાં હાં પણ અમે બરાબર જોઈ લઈશું અમે

હાં તો કંઈ નહીં અમે જોઈ લઈશું અને જેવું લાગે તો અમે જોઈ લઈશું અને એવું લાગે તો અમે ખાડા બધાં પૂરી દઈશું હાં અમારા હાં અમારા માણસો મોકલાવી દઇશું એ બધું જોઈ લેશે હાં તો બરાબર અમે જોઈ લઈશું માણસો મોકલાવી દેશે એ માણસ બધું જોઈ લેશે સર્વે કરી જશે